ગ્રામીણ લોકોનાં જીવનમાં રમતો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે કેમકે બાળકોનાં જીવન નાનપણથી જ ગામડામાં રહેલું હોય છે જેથી તે નીત નવી રમતો રમ્યાં કરતાં હોય છે તેનાં કારણે બાળકો ખૂબ જ સમૃદ્ધ અને પ્રગતિશીલ રહે છે અને તેમનો જુસ્સો ખૂબ જ વધી જાય છે અને તેમનું કાર્ય મનોબળ પણ વધી જાય છે એવી ઘણી રમતો છે